હાલો હા બોલો

હં

હં હં હંહંહં ભાઈ આ છે ને હમણાં આમ તો માર્કેટમાં મોંઘવારી બહુ છે પણ છતાંય અમે તમારી સોસાયટીમાં જે સાત કિલોમીટરનો રસ્તો બનાવવાનો તો બહુ વ્યાજબી ભાવે બનાવી આપીશું આપણે લમસમ સમજી લઈશું બોલો તમારે શું કરવું છે અરે ભાઈ આ છગનભાઇ પરમાર કોન્ટ્રાક્ટરનું નામ થાય આ આખા રાજકોટમાં તમે તપાસ કરી લો બધે પૂછી લો મોટી મોટી બિલ્ડિંગો મારા નામ પર બની છે

નહીં નહીં નહીં નહીં મારા ભાઈ તમારો રોડ એકદમ ફસ્ટ ક્લાસ બનાવીશું અંદરથી વ્યવસ્થિત રીતે હા હા તો તમારે ચિંતા નહીં કરવાની તમે મારા ઉપર વિશ્વાસ રાખો આપણું કામ ભાઈ પરફેક્ટ રહેશે બરાબર માલ પાણીમાં તો હવે અત્યારની મોંઘવારી પ્રમાણે તો લગભગ સાત કિલોમીટર છે ને ત્યાં કેટલા સાઠ કિલોમીટર છે તો તો કિલોમીટરે લગભગ એક લાખ રૂપિયા તો થશે ભાઈ એક લાખ રૂપિયા પંદર પંદર હજાર ચાલો ચાલો માઇનસ કરી દઈએ પંદર હજાર કરીએ હા ચાલો ને તો રિઝનેબલ કરીશું ના ના ના ના એ તો તમે મકાન બનાવ્યું સોસાયટી બનાવી છે તો રોડ તો જોઈશે બરાબર તમારું સરનામું તમારું સરનામું આપી દેજો